પોરબંદરમાં ખાદી ઉદ્યોગ ભંડારમાં ખાદીથી બનાવટની વસ્તુઓ અં હસ્તકળામાં જે માટીનાં રમકડાંઓ જે દેશી અં વાસણો બનેલાં છે તે વગેરે અં વેચવામાં આવે છે અને સસ્તા ભાવે અને સ્વદેશી વસ્તુ લોકોને મળી રેહ એવો એમનો હેતુ છે અં